બોલો બેન

અચ્છા બેન અમારી પાસે અત્યારે માર્ગારીટા છે પેરી પેરી છે સેવેન ચીઝ પિઝા છે આ ત્રણ પિઝા અવેલેબલ છે અહીંયા અમારી પાસે પેપ્સીકોલા છે થ્રસ્ટ છે ત્યારબાદ થમ્સ અપ છે સ્પ્રાઇટ છે તમે કઈ વસ્તુ લેવાની પસંદ કરશો અચ્છા પેપ્સીકોલામાં બેન તમને કઈ બોટલ જોઇશે વીસ રૂપિયાવાળી પચાસ રૂપિયાવાળી કે સિત્તેર રૂપિયાવાળી હું જાણી શકું કે તમારી સાથે કેટલા બીજા મેમ્બર્સ છે અચ્છા તો પછી હું તમને એક સલાહ આપું બેન વીસના બદલે તમે ચાળીસવાળી પેપ્સીકોલા લો જેથી કરીને તમને બંનેને એક સરખે ભાગે મળી શકે હા ચોક્કસ મને આ બધું બનાવીને તમારી રૂમ સુધી પહોંચાડવામાં પોણા કલાક જેવું થશે તમને સમય અનુકૂળ છે સારું બેન આભાર